સ્કૂલમાં મારો સૌથી માનીતો વિષય હતો અંગ્રેજી કેમ કે અંગ્રેજી મને સો મને ખૂબ જ ગમે છે અંગ્રેજીમાં ભણવું અંગ્રેજીમાં બીજા લોકો સાથે વાત કરવી જ્યારે આપણે ઇન્ડિયાની બહાર કાં તો કોઇ બી કામ સાથે બહાર જતા હોય છે ત્યારે મોસ્ટ ઓફલી લોકો ઇંગ્લિશમાં જ વાતો કરતા હોય છે અંગ્રેજીમાં વાતો કરતા હોય છે તો કેવી રીતે તેમને જવાબ આપવો કેવી રીતે સમજવું કેવી રીતે રિએક્ટ કરવું તેમના આન્સર ઉપર તે કારણે મને અંગ્રેજી શીખવાનો નાનપણથી સ્કૂલ ટાઇમાંથી જ શોખ હતો કેમ કે સ્કૂલ ટાઇમમાં માં શિક્ષકો શીખવાડતા હતા કે એ ફૉર ઍપલ બી ફૉર બૉલ એમ તરીકે આજે એ બી સી ડી શીખ્યા અમે એ બી સી ડીના મતલબ પછી તેને વર્ડ ટુ વર્ડ જોઇન કર્યા તેનો મતલબ શીખ્યા અમે કે ઇંગ અંગ્રેજી કેવો શબ્દ છે અંગ્રેજી ભાષા શું છે તો અંગ્રેજી ભાષા મને માનીતો વિષય માનતો હતો હું મારી સ્કૂલમાં કારણ કે અંગ્રેજીમાં મજા આવતી હતી અને અંગ્રેજી ખૂબ સુંદર વિષય હતો પણ અને અંગ્રેજીમાં વાત કરવાની અંગ્રેજીમાં વ લખવાની અંગ્રેજી લખવાની મને બહુ મજા આવતી હતી અંગ્રેજીમાં લોકો સાથે વાત બી કરતો હતો હું સ્કૂલમાં હાય હેલો હાઉ આર યુ ત્યારે સાહેબે મને પૂછ્યું કે હાઉ આર યુ તો મને ખબર ના પડી કે સાહેબ શું કહેતા હતા સ્કૂલમાં તો હું સાહેબને કીધું મેં કીધું સાહેબ મારે બી અંગ્રેજી શીખવી છે તો તમે શીખવાડો તો સાહેબ કહે કે હા બેટા શીખવાડી દઇશ હું તને તો હું સાહેબને પૂછું કે સાહેબ હાઉ આર યુનો મતલબ શું તો સાહેબ કહે છે તું કેવો છે તો મેં કીધુ સાહેબ એનાં જવાબમાં શું આવે તો સાહેબ કે છે કે આઈ એમ ફાઇન મેં કીધું હા આઈ એમ ફાઇન સર તે તે કારણે સ્કૂલમાં મને અંગ્રેજી શીખવાનો બહુ શોખ હતો આજે પણ છે આજે મને સારી એવી અંગ્રેજી આવડે છે તે કારણથી હું સ્કૂલમાં મારો વિષય અંગ્રેજી જ માનીતો વિષય હતો ને તે મને ખૂબ ગમે છે એ કારણથી આજે અંગ્રેજી હું શીખી ગયો છું સ્કૂલનાં કારણથી તે કારણથી હું અંગ્રેજી શીખી ગયો અને આજે ને આવડે પણ છે